નમસ્તે મારી પાસે બે હજાર ચારમાં ભારત સરકાર દ્વારા મળેલું ઓળખપત્ર તરીકેનું મારું પાન કાર્ડ છે અને તેમાં મારા મુખ્ય સંપર્ક તરીકે મેં મારો મોબાઈલ નંબર નાખેલો છે તે મોબાઈલ નંબર હાલમાં બદલાઈ ગયો છે તેમજ મારું રહેવાનું સ્થળ પણ બદલાઈ ગયું છે તો મારે મારા પાન કાર્ડમાં હવે મારા મુખ્ય સંપર્ક તરીકે મોબાઈલ નંબરની બદલે મારો લેન્ડલાઇન નંબર નાખવાનો છે તો તે પ્રક્રિયામાં કેટલો સમય લાગશે અને તેમજ તે પ્રક્રિયા કઈ રીતે કરવાની છે એ તમે મને જણાવશો અને આ સુધારા માટે જરૂરી જે દસ્તાવેજ છે આધાર કાર્ડ છે કે મારું નવા રહેણાંકની બિલ છે કે મારું નવું સંપર્કનું મેં લેન્ડલાઇન જ્યાંથી લીધો છે તે સંપર્કપત્ર છે તે બધી જ વસ્તુઓ હું લઈને આવી છું અને તમને અત્યારે હું જમા કરાવીશ તો મને આ પ્રક્રિયા કેટલો સમય લેશે તે જણાવશો